ઇંડિયન આઇડલ જેવા મોટે ભાગેના દરેક કાર્યક્રમો હું સાંભળું છું શરૂઆત આની સોનુ નિગમે જે ઝી ટીવી પર હોસ્ટ કરેલો હતો એ પ્રોગ્રામથી મારા ખ્યાલથી થઈ હતી જેનું નામ સારેગામા હતું અને ખરેખર ગમતો ત્યારથી જ શ્રેયા ઘોષાલ મારા ખૂબ જ મનપસંદ ગાયક હતાં અને જે આજે ખૂબ મોટાં મહાન ગાયક બની ગયાં છે અને હમણાં તો બાળકોનો જે કાર્યક્રમ આવે છે જેમાં બાળકો પણ ખૂબ સરસ ગાય છે ખૂબ સરસ આપણે વિચાર જ કરીએ કે પાંચ વરસનું બાળક આટલું સરસ કેવી રીતે ગાય પણ હા આરોહ અવરોહ એ લોકોનો ગાયનને પકડવાનો કયો શબ્દ છોડી દેવાનો આના પર ગાતા ગાતા થોડું ધ્યાન આપવા આપીએ આપણે તો બાળકો પણ ઘણું બધું શીખવી જાય છે ત્યાં બેઠેલા જે નિર્ણાયકો છે એ લોકો જે ટીપ્પણી આપે છે કે આમાં થોડુંક આવું કરવાની જરૂર હતી કે થોડુંક નીચું જ રાખવાની જરૂર હતી પણ આ ટાઈપ આ ટાઈપના કાર્યક્રમો આપણને ખૂબ ઉત્સાહિત કરે છે અને મુશ્કેલ ગીતો પણ આપણને એવું થાય છે કે અઘરા ગીતો પણ આપણને એમ થાય કે ચાલો આ પણ આપણે ગાવાની કોશિષ કરવી જોઈએ જેના પર કોઈ વખત વિચાર પણ નહીં કર્યો હોય તે પણ આપણને એવું થાય કે ના ના આ ગીત પણ કેટલું સરસ છે કે સરસ રીતે ગાઈ શકાય છે એવું છે એટલે આ કાર્યક્રમો ખૂબ પ્રેરણાદાયક તો હોય જ છે એની સાથે સાથે આપણા દેશના કયા કયા ખૂણેથી ત્યાં ભાગ લેવાવાળા આવે છે જે સંસ્કૃતિથી આપણે જાણકાર જ નથી તે પણ આપણને જાણવા મળે છે આ કાર્યક્રમો હવે તો યુટ્યુબ પર પણ અવેલેબલ છે પહેલાં તો આપણે એમનો સમય લઈને બેસવું પડતું હતું હવે હવે યુટ્યુબથી પણ આપણે આપણા સમયે કાર્યક્રમો જોઈએ શકીએ છીએ તો અમે સહપરિવાર ઇંડિયન આઇડલ જેવા બાળકોના ખાસ કરીને મને હવે રુચિ બાળકો વાળા કાર્યક્રમની વધારે રહે છે કારણકે ખૂબ આહલાદક લાગે છે આપણને અને નાના બાળકો ગાતાં હોય એ કેટલું બધું પ્રોત્સાહન આપતાં હોય આપણને તો મજા આવે જોવાની